મારે બેન્ક સાથેનો કોઈ પ્રશ્ન હોય તો હું હેલ્પ ડેસ્ક ઉપર જઈને કર્મચારી સાથે વાત કરતો હોઉં છું અને ત્યાંથી મને શાંતિપૂર્ણ જવાબ મળતો રહેતો હોય છે તેથી કરીને બેન્કના કર્મચારીઓનું વર્તન ખૂબ જ સારું અને સરાહનીય હોય છે માટે મારો અનુભવ તો સારો જ રહેતો હોય છે અને તે હંમેશાં મદદ કરતાં હોય છે માટે બેન્ક કર્મચારીઓનું વર્તન પણ સારું હોય છે